હાજી બોલી રહ્યો છું બોલો ને હા સારા બનાવી આપું છું હું અને ખાસ તો મારી પ્રાથમિકતા લાકડાનું ડેસ્કટોપની રહે છે જે એકદમ ટકાઉ હોય છે જે ટકાઉ હોય છે અને એકદમ વ્યવથિત તમારી લંબાઈ પહોળાઈ ઊંચાઈને એકદમ જોઈને બનાવી આપવામાં આવે છે હા તમે જો અમારા દુકાને આવશો તો હું તમને એમાં અલગ અલગ પ્રકારની ડિઝાઈનો તથા અલગ અલગ આકાર અલગ અલગ માપ અને અલગ અલગ લંબાઈ પહોળાઈ ઊંચાઈનું માપન આ બધુ હું તમને બતાવી શકીશ અથવા તો તમારા નંબર ઉપર હું કોઈપણ રીતે મોકલી પણ આપી શકીશ

હા જી મારી પ્રાથમિકતા અને મારી એક સ્પેસિયાલિટી જ એ છે કે તમારા લેપટોપ અથવા તો તમારા કમ્પ્યુટરનું માપન કરી તમારે એની સાથે જે જે કાંઇ પણ હોય તેનું બધાનું માપન અને તેનું બધાનું જગ્યા એ નક્કી કરી પછી જ હું તમારું ડેક્સટોપ બનાવવાનું ચાલું કરીશ

મારે ત્યાં મારી દુકાન સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી ખૂલી રહે છે અને તમે અહીંયા આવશો તો તમારા કમ્પ્યુટરનો ફોટો પાડીને આવજો જેથી કરીને હું તમને બતાવી શકું કે તમે કઈ રીતે રાખ્યું છે કોંપ્યુટરને અને હવે કઈ રીતના રાખવાનું છે જેની સાથે જ તમારી જે જે કાંઇ પણ એમાં સાથે સાથે સાધનો છે તેનો પણ આવી જાય એમ ફોટો લેવા વિનંતી ભલે આવજો અને હા